હેલો મનુભાઈ ટ્રાવેલ્સમાંથી બોલો છો અરે અરે મને મારા મિત્રએ નંબર આપ્યો છે તમે ફ્રી હોય તો હું તમારી સાથે વાત કરી શકું અરે મારે જવું છે ફેમીલી સાથે દ્વારકા છે બેટ દ્વારકા છે શિવરાજપુર બીચ છે અને નાગેશ્વર અને સોમનાથ જવું છે તો મને સુઝાવ આપશો કે કેવી રીતે જવાય કેવી રીતે રહેવાનુ છે હોટલમાં ખાવાનું તેમ જ બધું હ અમારે બે છ જણ છે ટોટલ એટલે હું ને મારો ફ્રેન્ડ છે ને તેની ફેમીલી છે હ અલગ અલગ અલગ અલગ રૂમ જોઈએ છે બરાબર હમ બરાબર છે હવે તેમાં પહેલી પહેલી તારીખ હા પહેલી તારીખ હ બરાબર છે તેમાં હુમ અને દ્વારકાની આરતી કેટલા વાગ્યે જોવા મળશે બરાબર છે અને અને મીની બસ હોય તો સાથે કેવું મજા બજા કરે એમ વાતચીત હ હ અને હું વાત કરો તો હોટેલની વાત કરું તમારી વાત બધી સાચી હોટેલમાં પાણી નાહવા માટે ગરમ બી આવશે કે ઠંડુ પણ આવશે બંને આવશે અને હોટેલમાં એસી એસી હશે બરાબર છે અને પછી આપણે જવાનું ક્યાં દ્વારકાથી હંમ બરાબર હુમ બરાબર બરાબર છે હુ બરાબર છે એટલે બેટ દ્વારકાની વાત કરું તો આપણે બેટ દ્વારકા તો ગાડી હવે જાય છે કે પછી આપણે બોટમાં જવા નાવડીમાં જવાનું છે બરાબર શરૂ થઈ ગયો છે એટલે પૂલ બરાબર બરાબર નાગેશ્વર શંકર ભોલેનાથનું મંદિર બરાબર હ અચ્છા અચ્છા સોમનાથ પછી બરાબર અને આ બધાનું ભાડું શું ચાર્જ આમ લાગશે અને કંઈ વ્યાજબી બ્યાજબી હ હા મારા મિત્રએ આપ્યો નંબર એ તમને ઓળખે જ છે હા હા મીત પંચાલ છે બરાબર સારું સારું મને ખાલી વોટ્સઅપમાં જે તમે ડીટેઈલ અને જે ભાવ છે તે મને લખીને મોકલી દેશ દેશો હા હા એ બધું હું તમને આધારકાર્ડને બધું મોકલાવી દઈશ એટલે સારું ચાલો સારું સારું આભાર ચાલો તમારો